આજે જો રોટલી દાળભાત શાક બનાવ્યાં છે પણ આજે લાઇટો છે નહીં એટલે મારા હજુ કપડાય બાકી છે કચરા પોતું વાળાબેન આવવાના નથી એટલે આજે કચરા પોતું પણ હું જાતે જ કરવાની છું ને આજે બધું કામ જાતે છે તો તમે જ્યારે પણ ઘેર આવો તો થોડીક મને મદદ કરવા લાગશો તમે હ કારણકે મારે આજે ઘણું બધું કામ છે આજે મોડું પણ થઈ ગયું છે અને ખાવામાં ટીંડોરાનું શાક બનાવ્યું છે રોટલી બનાવી ને દાળભાત બનાવ્યાં છે ચાલશે તમારે બીજું કશું બનાવું હાં લાગશો તો રોટલી ના રોટલી તો હું બનાવી દઇશ મારી જાતે પણ તમે ખાલી આવીને કપડાં સુકવવામાં મદદ કરજો કે કપડાં વાળવામાં મદદ કરજો મને વાસણ લૂછી વાસણ લૂછી આપજો હું ગોઠવી નાખીશ એવું કરીશું તો આપણે બે તો આપણે ચાર વાગે પરવારીશું નહિતર આજે મારો મેળ પડે એવો છે નહીં કામ કરવામાં કારણકે આજે હં કારણકે આજે કામવાળી છે ને મને અગિયાર વાગે ફોન કરીને કહ્યું કે હું આજે આવવાની નથી મેં એને કીધું કે તારે પહેલું મને ના કહેવાય પહેલું કીધું હોત તો વહેલી પરવારી જાતને અને આજે પિન્ટુ ય ગયો છે બહાર આજે પિન્ટુ ય બહાર ગયો છે

બોલો બીજું શું કહો છો હ હ હ અને ટીંડોળાનું શાક ને રોટ પાપડ શેકું હાં અને ડુંગળી સમારું હ હ પછી